હા હું ભાવના શાહ વાત કરું છું અને તમારું મારી પાસે એક્ચ્યુલી એક ઓર્ડર છે તો તમે લુ લોખંડનું પેલું કામકાજ કરું છો ને સળિયાને જ એવું બધું હમ્મ હા તો હું એક એકચ્યૂલિ કમિશન એજન્ટ છું કરીને તો મારી પાસે એક્ચ્યુલી હા મારી પાસે એક ઓર્ડર છે કરીને કે મારે બે ત્રણ માલ એચ્યુઅલી વેચવાનું હતું તો તમારા ત્યાં શું ભાવ ચાલે છે લોખંડનું હમણાં અચ્છા હા ઓકે

ઓકે અચ્છા એડવાન્સમાં પેમેન્ટ જોઈશે તમને ઓકે નહીં પણ આટલું બધું એડવાન્સ પેમેન્ટ તો મારાથી નહીં થાય તમે દસ ટકા રાખો તો દસ ટકા ટકા પછી માલ વેચાય કે અ ડિલિવર કે અપલોડ થાય એ પછી હું આપીશ એવી રીતે રાખો અચ્છા ઓકે તો આવી રીતે તમે એડવાન્સ પેમેન્ટને આવું બધું તમારા ક્રાઈટેરિયા છે ઓકે ઠીક છે ઓકે તો ઠીક છે કંઈ નહીં હું વિચારીને કહું તમને ફોન કરીશ પાછો એવું હશે તો ઓકે ઠીક હૈ થેંક યુ